હલો હલો હા હા જલારામ રેસ્ટોરન્ટ્સમાંથી બોલું છુ

હા હા છે ને આપડે બધું મળી જાય હા જલારામ રેસ્ટરન્ટના માલિક છે અને તમે અમાર તા જમવા માટે આવવાના અમદાવાદથી આવ્યા તો અમને ખુબ ખુબ આનંદ થ્યો તમને કેટલું ને કેવી કોન્ટીટી જોઈયે કેટલું જોઈયે એ પ્રમાણે કેહ એટલે આપડે તમારા તમે આટલા દૂરથી આવ્યા છો તો એ પ્રમાણે ભાવતાલ કરી દેશું ઓકે ઓકે ઓકે ઓકે ઓકે આવજો હા હા આવો આવો